ખરેખર સુખની વ્યાખ્યા તો અનંત છે સુખ શેને કહેવું એ કહેવું પણ કઠીન છે કારણ કે એક ભૂખ્યા માણસ માટે એક ટંકનો રોટલો મળી જાય એ એના માટે સુખ છે જયારે કરોડો રુપિયાની મેહફીલમાં ફરતા માણસને પણ જો સંતોષ ના મળે આત્મસંતોષ તો એની માટે સુખ નથી અને મારી દૃષ્ટિએ સુખની વ્યાખ્યા કહેવી તો કહી શકાય કે જે પણ મળ્યું છે જે પણ પરિસ્થિતિમાં મળ્યું છે એમાં જે મને સંતોષ આપી શકે અને સંતોષ મળે એ મારા માટે સાચું સુખ છે કારણ કે સુખ એક પરિભાષા છે સુખ એટલે એક સારી નોકરી મળી જાય સારી છોકરી મળે બાલ બચ્ચાં હોય પરિવાર હોય બધા આનંદથી રહેતા હોય એને પણ આપણે સુખની ભાષામાં લઇ શકીએ એ સાથે સારી નોકરી હોય અને સમાજમાં થોડું નામ હોય તો પણ આપણે એને સુખની પરિકલ્પના કહી શકીએ એટલે મને મારો આત્મ સંતોષ એ જ સુખી કરે એવી મારી અ ભાવના છે